રમત ગમત એ આપણાં જીવન સાથે જોડાયેલી સૌથી મોટી જીવનનો ભાગ છે એક્ચુલી જીવન પણ એક રમત જ છે ઉતાર ચઢાવ હાર જીત રોજે રોજ એનો સામનો આપણે દરેક માણસ કરીએ જ છીએ પણ જ્યારે મેદાનમાં ઊતરીએ ને ત્યારે સાચી ખબર પડે કે આપણે ખરેખર શું કરવું જોઈએ રમત ગમતમાં ફક્ત અને ફક્ત સફળતા મેળવવા માટે તમારે ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો જ પડે છે અને એ નિષ્ફળતા તમને આગળ જતાં ક્યારેય ગમે ત્યારે સફળતા સુધી પહોંચાડી શકે છે અને એ નિષ્ફળતા હોવી એ ખૂબ જરૂરી છે કારણ કે જો નિષ્ફળતા હશે ને તો તમને ઠેસ વાગશે અને એ ઠેસ તમારી જે હૃદયને પહોંચી છે એ તમારા સ્વાભિમાનને આગળ કહેશે કે ભાઈ બસ હોં હવે બહુ થઈ ગયું હવે તો મહેનત કરીને ગમે એમ સફળ થવું જ છે લોકોને બતાવી દેવું છે કે હું ખરેખર એ માટે લાયક છું હતો અને કાયમ માટે રહીશ એટલે નિષ્ફળતા તમારા જીવનનાં કોઈપણ રમત ગમત હોય કે તમારી ખેલકૂદની કોઈપણ વસ્તુ માટે ખૂબ જ જરૂરી છે